ભાઈ એક આ આ આ વખતે અમારો ઓર્ડર ઘણો મોટો છે તો જરા એક વાર તમે ચેક કરો જો તમે અમને પાર્ટી ઓર્ડર માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી શકો કે નહીં અને એકસ્ટ્રા કુપન કે કોઈ ડીલ હોય તો એ પણ અમને તમે અમારા વોટ્સઅપ ઉપર જરા મેસેજીસ કરીને જણાવો અને અમને એમાં એનરોલ પણ કરી દો આ નંબરથી તમને ઘણી વાર ઓર્ડર આવે છે તો તમે અમને તમારા ઓર્ડર બુક પર લઈ લો જેથી કરીને ને નવા નવા ડીલ હોય કે કોઈ ડિસ્કાઉન્ટ કુપન હોય કે પ્રમોશન કોડ હોય તો એ બધું અમને સારી રીતે અને સરળતાથી મળી શકે